મારા વિસ્તારમાં ઘણાં જાણીતાં સિનેમા થિએટર આવેલાં છે તેમાંથી ગેલેક્સી ઇસ્કોન મંદિર પાસે રાજશ્રી સ્વામિનારાયણ મંદિર પાસે કોસ્મોપ્લેક્સ એક સો પચાસ ફૂટ રિંગ રો પાસે કાર્નિવલ યાજ્ઞિક રોડ પાસે આઈનોક્સ યુનવર્સિટી રોડ પાસે આર વર્લ્ડ એક સો પચાસ ફૂટ રિંગ રોડ પાસે સાવન સાવન સિનેમા છે તે યાજ્ઞિક રોડ પર મૂવી ટાઈમ સીનેમાસ આવાં ઘણાં થિએટર મારી આજુબાજુમાં આવેલા છે તેમાંથી ગેલેક્સીમાં હું પાંચ વખત ગયેલી છું રાજશ્રીમાં ત્રણ વખત ગયેલી છું કોસ્મોપ્લેક્સમાં સાત વાર ગયેલી છું કાર્નિવલમાં ત્રણ વાર ગએલી છું આઈનોક્સમાં બે વાર ગએલી છું આર વર્લ્ડમાં સાત વાર ગએલી છું સાવન કોસ્મોપ્લેક્સમાં બે વાર ગએલી છું અને મૂવી ટાઈમ સીનેમાસમાં એક વાર ગએલી છું હું સૌથી વધારે મૂવી જોવાં જવાં માટેનું મારા પરિવારનાં સભ્યો સાથે અથવા તો મિત્રો સાથે પસંદ કરું છું અને ક્યારેક હું એકલી પણ જાઉં છું કારણ કે મૂવી જોવાં જવાનું થાય ત્યારે આપણે અઠવાડિયામાં એક કે બે વખત જતાં હોય છીએ અને જ્યારે મૂવી કોઈ નવું આવે છે ત્યારે ઘણા એનાં રિવ્યુ છે એ જાણીને જવું જોઈએ આ ઉપરાંત હું જ્યારે કોઈ ફિલ્મ જોવાં જાઉં છું ત્યારે તે ફિલ્મ કયા કયા ઉંમરનાં લગતાં છે એ વધારે મહત્ત્વનું બની રહે છે આ સાથે જેમાં હું ગેલેક્સીમાં ઉડાન તારે ઝમીં પર જેવાં મૂવી જોવાં ગએલી છું આ ઉપરાંત રાજશ્રીમાં હું હેપી ન્યુ યર મૂવી જોવાં ગએલી છું આ ઉપરાંત ઘણાં એવાં મૂવી છે કે જે મેં હું પોતાની રીતનાં એકલી ગએલી છું જ્યારે મૂવી જોવાં જવાનું થાય છે ત્યારે તે ફિલ્મ ક્યાં પર્ટીક્યુલ એરિયાને લગતી છે એ પણ જોવું જરૂરી છે કારણ કે મને સૌથી વધારે મનોવિજ્ઞાનને લગતાં કોઈ આત્મહત્યા છે કે ક્રાઇમને લગતાં મૂવી હું જોવાં જવાનું પસંદ કરું છું આ ઉપરાંત હું ફિલ્મ જોવાં જાઉં છું ત્યારે સૌથી વધારે હું એ પસંદ કરું છું કે એ વ્યક્તિ મારી ઉંમરનું હોવું જોઈએ કારણ કે જો એ વ્યક્તિ મારી ઉંમરનો હશે તો તે વધારે મારી સાથે કમ્ફર્ટેબલ રહેશે અને આ ઉપરાંત જ્યારે હું મૂવી જોવાં જાઉં છું ત્યારે અમારે બંનેની સાઇકોલોજી સેમ હોય એ પણ હું ખાસ ધ્યાન રાખું છું કારણ કે એ એ દ્વારા એકબીજાનાં પોતાને રિવ્યુ આપી શકીએ છીએ અને આ ઉપરાંત મૂવીને વધારે સારી રીતનાં જોઈ શકીએ છીએ જ્યારે મૂવી જોવાં જઈએ છીએ ત્યારે આપણે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તે ત્યાં આપણને કેટલી સગવડો મળે છે કારણ કે તમે જ્યારે તમારાં અઠવાડિયાનો ત્રણ કે ચાર કલાક તમે કોઈ તમારાં માટે આપો છો ત્યારે ત્યાં તમને કેવી વ્યવસ્થા આપવામાં આવે છે એ પણ જોવું જરૂરી છે એટલે કે જ્યારે તમે મૂવી જોવાં જાઓ છે ત્યારે ત્યાં કેટલાં લોકોની કેપેસિટી ધરાવતું છે આ ઉપરાંત તે આ ઉપરાંત ત્યાં તમને કેવી બીજી સગવડ આપવામાં આવે છે તે પણ જોવું જરૂરી છે કારણ કે ત્રણ ચાર કલાકમાં આપણાં શરીરની ઘણી જરૂરિયાત હોય છે જે સંતોષવી પડે એમ હોય છે એટલે કે તેમાં તમને નાશ્તા પાણીની કેવી વ્યવસ્થા આપવામાં આવેલ છે આ ઉપરાંત તમે જ્યારે ત્રણ ચાર કલાકનો સમય આપો છો ત્યારે તમારા આજુબાજુનું વાતાવરણ કેવું છે એ પણ જોવું જરૂરી બને છે એટલે કે જ્યારે કોઈ પણ સિનેમામાં આપણે જઈએ છીએ ત્યારે ત્યાં આપણા પર્સનાલિટીને લગતું આજુબાજુનું વાતાવરણ પણ જોવું જરૂરી બને છે